મને નાનપણથી જ દોડવાનો ખૃૂબ જ શોખ છે અને હું નાનપણથી જ દોડમાં ભાગ લેતી આવી છું અમારી સ્કૂલમાં અમે પહેલી વાર દોડી કરી દોડ કરી હતી ત્યારે મને તો બહુ જ ગભરાટ થાય અને પરંતુ તેમાં મે નંબર તો લાવી પરંતુ થાકી બહુ ગયેલી એટલે તો મારુ રનિંગમાંથી મન ઉતરી ગયું પછી જ પછી મને લાગ્યું કે આ રનિંગ તો સારી છે પછી હું ધીરે ધીરે મારી પ્રેક્ટિસ તો ચાલુ જ રાખી અને પછી હું અગિયારમાં ધોરણમાં પણ દોડમાં ભાગ લીધો દોડમાં તો પહેલાં તો મને ત્યાં બીક લાગી પછી મેં ધીરે ધીરે અમારા બહેનપણીઓ સાથે અમે નામ નોંધાવ્યાં અને અને અમે ઘણા બધાએ ભાગ લીધો ત્યાં ગયા પછી અમે ઘણાં બધાને જોયાં કે બધા રનિંગની કેવી તૈયારી કરી રહ્યાં છે અને અમને તો ખૂબ જ ગભરાટ થતી હતી કે અમે કેવી રીતે દોડીશું પરંતુ અમે ત્યાં દોડ્યાં અને અમારા અનુભવ થયા પછી હું બારમું પાસ કર્યાં પછી મેં કોલેજમાં એડમિસન લીધું કોલેજમાં સાંભળવા મળ્યું કે અહીં એનસીસીમાં એન્ડ રનિંગ ને એવું કરાવતા હોય છે એટલે હું કોલેજમાં આવીને એનસીસી એનસીસી લીધી અને પછી તેમાં દોડનો કામ ને રનિંગ દરરોજ કરતા હોય છે પછી તો મને તે રનિંગ ફાવી ગઈ અને મેં તો દોડવા માટે રોજ જ આવતી હતી પરંતુ મારા સિલેક્સન વખતે મને તો ખૂબ જ ગભરામણ થઈ હતી અને જોર જોરમાં મારા ધબકારા ચાલતા હતા એનાથી ગભરાઈને હું એનસીસીમાં સિલેકટ થઈ ન શકી એટલા માટે પછી મેં સ્પોટ જોઇન કર્યું સ્પોર્ટ્સમાં પણ ઘણું બધું હોય છે અને ઘણીબધી બાબતો માટે આ રનિંગ ના સ્ટેટ લેવલે પણ લઈ જતાં હોય છે અને ઘણી બધી જગ્યાએ મેં રનિંગ માટે ગઈ છું ત્યાં મને એક મને સર્ટિફિકેટ પણ આપવામાં આવેલું છે અને ઘણી બધી રનિંગો મેં પાસ કરી છે અને મને રનિંગનો ખૂબ જ શોખ છે